હા બો હા બોલો

ચોકલેટ મસાજ મડ મસાજ હર્બલ મસાજ આયુર્વેદિક મસાજ તમને કયું પ્રીફેબલ ર રહે ચોકલેટ મસાજનું બારસો રૂપિયા છે મડ મસાજ આઠસો રૂપિયામાં થશે હર્બલ મસાજ એક હજાર રૂપિયા થશે આયુર્વેદિક મસાજ એ નવસો રૂપિયામાં થશે દસ થી છનો ટાઈમ છે આ આ નંબર પર આપોઈંટમેંટ તમારી લખાવી દેવાની તમારે જે ટાઈમ સ્યુટેબલ હોય એ પ્રમાણે અમે અહી નોટ કરી દઈશું એટલે તમે આવી જજો હા નહીં નહીં એ બધી હર્બલ આયુર્વેદિક વસ્તુઓ જ યુઝ થઈને મસાજ કરવામાં આવે છે અને તમે આ તમારે કેટલા પર્સનનું કરાવવાનું છે મસાજ તો હા દસથી છ પણ એ પર પર્સનને થર્ટી મીનીટસ જેવું લાગશે તો એ પ્રમાણે તમે ટાઈમ લઈ તો એ એ ગણતરી રાખજો એટલા માટે હમ હમ હા તો કઈ તારીખની તમારી આપોઈંટમેંટ હું બૂક કરું તમો પછી તમને મેસેજ કરી દઉં બૂક કર્યા પછી આ નંબર પરમદિવસની ઓકે ઓકે અને ટુ પર્સન લખું ને કે વન પર્સન ટુ પર્સન ઓકે અને હર્બલ મસાજ રાઈટ ઓકે હું હમણાં પાંચ મિનીટમાં તમને એનો વોટ્સઅપ કરું છું આ નંબર પર બરાબર આપોઈંટમેંટ બૂક કરી ઓકે થેન્ક યૂ બાય